હલો જી સર મારે છે ને વિવોનો મોબાઈલ લેવાનો હતો વિવો વી ટવૅન્ટી સૅવન તો મેં આપની શૉપ જોઇ હતી ગૂગલમાં ત્યાંથી મને આપનો કૉન્ટૅક્ટ નંબર મળ્યો ભુજમાં કઈ જગ્યાએ આપની દુકાન આવેલી છે હા હા અને કોઈ ખાસ તમારે ત્યાં ડિસ્કાઉન્ટ ઑફર્સ અને એવું ચાલે છે મારી પાસે વિવો વી ટ્વેન્ટી સૅવન થર્ટી સૅવન થાઉઝન્ડ સાડત્રીસ હજારનો જે મોબાઈલ છે ને એ લેવો છે મારી પાસે પણ બજાજ ઇ એમ આઈનું કાર્ડ નથી તમે બનાવી આપશો શું શું ડોક્યુમેન્ટ લઇ આવું

અને મારો મંથલી પગાર પંદર હજાર રૂપિયા છે તો થઇ જશે

અને હપ્તે લેવો હોય તો કેટલું વ્યાજ થશે અને કૅશમાં લેવો હોય તો શું પૈસા ઓછા થાય ઓકે મારા નંબર આપું છું નોટ કરો નાઈન સેવન વન ટુ એઈટ વન ઝીરો થ્રી થ્રી નાઈન જરા ચૅક કરો ને હોલ્ડ ઉપર રાખું છું

તમે જોયું ડિસ્કાઉન્ટ ઑફરમાં કાંઈ કેટલું ડિસ્કાઉન્ટ મળશે તો મને મોબાઈલ કેટલામાં પડશે ઘણાં ઓછા વ્યાજદરમાં પડશે ને અને મારે ત્રણ મોબાઈલ લેવા છે તો બજાજ ઇ એમ આઈમાં બૅસ્ટ હશે કે પછી કૅશમાં બૅસ્ટ હશે ઓહો તો તો પછી તો પણ તમારે ત્યાં હપ્તા સીસ્ટમ કંઈ ચાલુ છે

અને તેના કોઈ ખાસ ફીચર વિશે મને જરાક જણાવશો તમે વિવો વી ટવેન્ટી સેવનના એમાં શું કંઈ નવાં ફીચર્સમાં શું શું છે હા અને મેં એડવર્ટાઇઝમાં જોયું હતું કે એક વર્ષમાં કાંઈ ખરાબ થાય તો પીસ ટુ પીસ પછી કાંઈ ફ્રોડ તો નથી ને કે ત્યાં આપણે મતલબ દેખાય અને પછી ત્યાં આવે તો ના પાડી દે તો મને તમારું લોકેશન છે ને આ ગૂગલ નંબર ઉપર મને વૉટ્સઍપ કરી દેશો તમે તો કયારે આવીએ આમ તો ચોવીસ ગુણ્યા સાત ખુલ્લી હોય છે દુકાન કે રવિવારે ખુલ્લું હોય છે હા હા અને બીજા ફોન જોઇતા હોય તો તે પણ મળી જશે ને ઓકે સારું ચાલો